શ્રી હોટલમાંથી વાત કરો છો જે તમારે હોટલમાં જે રૂમ રાખેલો હતો એમા નાના નાના જીવડા જીવાતો ને બધું બહુ જ છે તો શું આપણે શું કરીશું આના માટે ટુ ઝીરો વન ચ ઓકે અમારે બે દિવસ રોકાવાનું છે તો એના માટે ક્લિનિગ માટે તમે તો પછી પેમેન્ટ માટે કંઈ તમે એવું કાંઈ કરાવશો કે શું કરશો હં તો કેટલા દિવસમાં કરી દેશો હું અત્યારે તો બહાર જઈએ છીએ અમે અમારે ગાડી બુક કરાવેલી છે તો અમે લોકો થોડુંક ઓ આઉટિંગ કરી આવીએ છીએ તો અમે જઈ આવીએ છે તો તમે ક્યાર કેટલી વાર કલાક સુધીમાં ક્લિનિગ કરાવી દેશો ઓકે તો અમારે બધો સામાન છે એ બધું લઈને જવાનું થશે કે સામાન અંદર હશે તો પ્રોબ્લમ તો કોઈ સામાનમાં કાઇ પ્રોબ્લમ નહીં થાય ને અમારા કોઈ જવાબદાર રહેશો ને એ બાબત ઉપર ઓકે તો કલીનપ કરવાની જવાબદારી તમારી જ છે ને ભાઈ ઓકે ઓકે સર ઓકે થેન્ક યૂ